સૌપ્રથમ તો આપણે જોઈયે છે કે જો કોઈ વૃદ્ધ માણસ એટીએમમાંથી નાણાં ઉપાડવામાં આવે તો સૌપ્રથમ તો કાર્ડ કઈ રીતે ઇન્સ્ટ કરવું જેમકે લાઇટ લાઇટ બંધ થાયે ત્યારે જ એમાં કાર્ડ ઇન્સ્ટ કરવું તે વિષે તેને માહિતી આપીશું અને ત્યારબાદ એ જાણીશું કે જે તે વૃદ્ધ વ્યક્તિ છે તે કઈ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે જેમકે જો તેને ઇંગ્લિશ પર પ્રભુત્વ હશે તો તેને ઇંગ્લિશ સિલેક કરતાં શીખવાડીશું અને જો તે હિન્દી હશે તો હિન્દીનું સિલેક્શન કરતાં શીખવાડશે અને જો તે ગુજરાતી ભાષાનું જાણકાર હશે તો તેને ગુજરાતી ભાષા કઈ રીતે સિલેક કરવી તે વિષે તેને માહિતી આપીશું અને ત્યારબાદ તેમને

તે વિષે તેની માહિતી આપીશું ત્યારબાદ એવું ત્યારબાદ કયું તેના ખાતાના પ્રકાર કયો છે તે વિષે માહિતી આપીશું જેને બચત ખાતું છે કે તેને ફિક્સ ડિપોઝીટવાળું છે કયુ ખા કરન્ટ અકાઉન્ટ તે તે વિષે માહિતી જાણીશું ત્યારબાદ તેમને વિધ્ડ્રોઅલ કરવા છે તો વિધ્ડ્રોઅલ પર મતલબ કે ઉપાડવા છે પૈસા તો પૈસા ઉપાડવા માટે તેના પર ક્લિક કરતા શીખવાડીશું જો તેને બેલેન્સની માહિતી જોતી હશે તેને ખાતા કે રકમને જાણકારી જોતી હશે તો તેને તેના પર ક્લિક કરીને તેને બેલેન્સની પૂછપરછ વિષે માહિતી આપીશું અને જો તેને પૈસા સીધા ઉપાડવા હશે તો તેને પૈસા ઉપાડવા માતે ક્લિક કરવા જણાવીશું ત્યારબાદ તેમને પિન નંબર નાખવાનું જણાવીશું અને તેની સાથે સાથે તે પણ જાણકારી આપીશું કે આ પિન નંબર તમારે કોઈની સાથે શેર કરવો નહીં ત્યારબાદ તેને પિન નંબર એન્ટર કરાવ્યા બાદ તેમણે એન્ટર આપીને તેમને વિધ્ડ્રોઅલ કરતાં શીખવાડીશું